મારે તમારા ડ્રાઇવિંગ સ્કૂલમાંથી લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા જાણવી છે ટુ વિલરનું લાઇસન્સ તો મારી પાસે છે જ પણ મારે ફોર વિલરનું એટલે કે ગાડીનું લાઇસન્સ નવું કરાવવું છે જેના માટે મને શું કરવું પડે ના ગાડી નથી આવડતી

હં હં હં

પણ કેટલો ટાઈમ માટે કેટલા સમય માટે મારે આ ગાડી શીખવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય બરાબર બરાબર દિવસમાં કેટલા કલાક શીખવાડતા હોય છે બરાબર તો હું ક્યારથી જોઇન કરી શકું એના માટે અને કેટલી ફી છે એના માટે બરાબર એટલે મારે લાઇસન્સ મેળવવા માટેની બધી પ્રક્રિયા ત્યાંથી જ હું જ્યારે ગાડી શીખી રહું ત્યારે ત્યાંથી જ પૂર્ણ થઈ જશે બરાબર ને અને મારે વિદેશ જવાનું હોવાથી ઇન્ટરનેશનલ લાઇસન્સ પણ કરાવવાનું છે તો એના માટે અલગથી પ્રોસીઝર પ્રક્રિયા કરવાની રહેશે બરાબર બરાબર

ઓ સારું સારું આવતીકાલે મળું તો હું તમને